અમારા કુળદેવી મહાકાળીમાં છે અમે તેમને ઘણી સારી રીતે પૂજીએ છીએ અને તેમનામાં આસ્થા પણ રાખીએ છીએ અમારે એના માટે ઘણા બધા રિવાજો છે અને એમાં અમારે નૈવેધ્ય પણ કરવાના હોય છે ઉપવાસ પણ કરવાના હોય છે જેમ કે નવરાત્રીમાં અમારે ચાર દિવસ ઉપવાસ કરવાના હોય છે એમાં બે દિવસ નકોરડા ઉપવાસ કરવાના હોય છે જેમાં એક દિવસ તો કશું પણ ખાવાનું રહેતું નથી એક દિવસ માટે સૂરણ અને કેળાને એ લઈ શકાય છે એમાં તમારે એક જ ટાઈમ જમવાનું હોય છે એ પણ અને એ પણ પથારીમાં બેસ્યા અને સૂઈ ગયા પછી જમવાનું હોય છે અને ત્યાં ઉઠ્યા પછી પણ પછી કશું લેવાનું હોતું નથી આખો દિવસ ઉપવાસમાં રહેવાનું હોય છે અને પછી છેલ્લે નોમને દિવસે નૈવેધ્ય કરી અને ઉપવાસ છોડવાનો હોય છે